શિક્ષણ એ વ્યક્તિની દૃષ્ટિને વિશાળ બનાવે છે શિક્ષણ પામેલી વ્યક્તિ સિદ્ધાંતોનું મૂલ્ય સમજી શકે છે તેના સારા કે ખરાબ પાસા વિચે વિષે વિચારી શકે છે આથી શિક્ષણ પાણી પામેલી વ્યક્તિ જો સંનિષ્ઠ હશે તો તે સિદ્ધાંતોનું પૂરેપૂરું પાલન કરશે જરૂર કરશે પરંતુ શિક્ષિત વ્યક્તિ જો નિષ્ઠાવાન નહીં હોય તો તે સિદ્ધાંતોનું પાલન કરવાની જગ્યાએ પોતાના સ્વાર્થને વધારે મહત્વ આપશે સિદ્ધાંતોનું પાલન ન પણ કરે